હા બોલો હા હા હા હા હવે બેન તમારે અમેરિકન કોફી પીવી હોય તો એની પ્રાઇસ એકસોને ત્રીસ રૂપિયા છે અમારે તય યા

હવે એમાં છે ને પેલા મ પેલા તો અમેરિકન અમેરિકન કોફીની અંદર અમેરિકન પાવડર આવે છે પછી લોસ લો સુગર આવે છે અને એમાં ઇલાઇયચીવાડો ખાસ અમારો બનેલો હોય છે પાવડર એ આવે છે એટલે અને એનથી ઘણું સારું રેહ છે એ પિસો તો હા હા હા એ છે અમારે એ છે અમારે એકસોને એંસી રૂપિયાની મલશે અહીંયા

એમાં એકસ એકસમાં છે ને અમારે એક અમારો બનાયેલો પાવડર છે એ આવશે અને એ બી સુગર ફ્રી આવશે અને એમા એમા આમ મસાલા નય આવે તમારે

એટલે એબી તમને સારી પડશે પીવામાં એટલે બોવ વાંધો નય આવે તમારે જેને ડાયબિટિસને એવું બધુ હોય ને એની માટે સુગર ફ્રી હારી રેહશે

એ કોલ્ડ કોપી તમારે ડાયબિટિસવાળાને નય પીવાય કેમકે સુગર ફ્રી નય આવે હા અને એ હા હા હા સુગર આવશે એટલે એમાં શું ડાયબીટીસવાળા નય ફાવે અને એની કિમત અમારે એંસી રૂપિયા જ છે અહી આગળી એટલે હા અવે એ સાદી કોપીમાં તો છે ને આપડે એકલા દૂધની જ કોફી આવશે આપડે રેગ્યુલર દૂધ મોરસ અને એમાં મસાલો આવશે એવું છે

હા હા ભલે ચોક્કસ હા હા હા ભલે